હલો મહેશભાઈ તમે ક્યાં છો લોકેશનમાં તમે અહીંયા આવી ગયેલા છો જ્યાં મેં બુક કરાવેલી ત્યાં તમે આવી ગયેલા છો પણ મને એ તમે મળતા નથી તમારી ગાડી ક્યાં છે અત્યારે તો તમે મને જણાવશો તમે પ્રોપર ક્યાં છો તો તો મારે વધારે એ ગોતવું ના પડે તેના માટે તમે મને એ જ કઈ જગ્યા પર છો તે એ એની ડિટેલ્સ આજુબાજુની જણાવો તો હું સરળતાથી તમને ગોતી શકું જેનાથી મને કંઇ વધારે વાંધો ન મુશ્કેલી ન પડે આવવામાં એ તો તમે એ એ જણાવો ઑ ડિટેલ્સ જણાવો કે જેમ કે તમે કોઈ દુકાન પાસે ઊભા હોય તો તમે ત્યાંનો ઉ નામ કે કોઈપણ જગ્યા પર કરિયાણાની દુકાન પાસે ઊભા છો તેવી રીતનાં મને ડિટેલ્સમાં બધુ જણાવો કે જેથી હું હું ત્યાં પહોંચી પહોંચી શકું અથવા તમે એમ ને હું જણાવું કે હું ક્યાં છું તો તમે ત્યાં આવી તમને સરળ પડે તો તમે ત્યાં જ આવી જાવ એટલે જેનાથી મારે વધારે એ ત્યાં ચાલવું ન પડે કે ત્યાં ગોતવું ન પડે એ એટલા માટે હું તમને કહું કે એ હું અહીંયા મહેશ કરિયાણાની દુકાન પાસે છું તો તમે ત્યાં જલ્દીથી ગોતીને લોકેસન પ્રમાણે તમે ત્યાં આવી જાવ તો મને વધારે મુશ્કેલી ન પડે આવવામાં આજે એટલા માટે તમે અહીંયા આવી જાવ ત્યાં